આદરણીય મારા પાન કાર્ડ અરજી માટે ખોટી માહિતી નો સામનો કરવો પડે છે કૃપા કરી ને નોંધો કે આ બાબતને ઉકેલવાં માટે કૃપા કરી ને મારી આધાર વિગતોને અપડેટ કરવાં માટે યોગ્ય કાર્યવાહી કરવાં માટે માર્ગદર્શન આપશો આ સુધારણા કરવાં થી મારા પાન કાર્ડ ની અરજી પ્રક્રિયા યોગ્ય રીતે પૂરી પૂરું કરવામાં મદદ મળશે આ બાબત માટે તમારું સહયોગ અપેક્ષિત છે આભાર મારું નામ પરમાર મિતુલ